ગુજરાતમાં માણી શકાય તેવી કેટલીક લોકપ્રિય મેદાની પ્રવૃતિઓ જેવી ફૂટબોલ કબડી વોલીબોલ વગેરે છે દોડ અને અન્ય બાબતો જેવી કે રમતો ખોખો વગરે છે ખોખો રમવા માટે અમુક ખેલાડીઓની જરૂર હોય છે અને ફૂટબોલ રમવા માટે મેદાની રમત છે જે તે માણી શકાય છે ગુજરાતમાં લોકપ્રિય હોય તેવી હોકી છે જે અમુક સાહસી રમતો છે જેમકે કબ્બડી જે ગુજરાતમાં લોકો રમવા માટે વધારે પસંદ કરે છે